ગુજરાત અને એના મુખ્ય પડકારો પડકારોમાં જોઈએ તો સૌથી મોટો સમસ્યા અને પડકારો છે ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્ફ્રાસ્ટ્રકચર એટલે બાંધકામ ગુજરાતના મોસ્ટ ઓફ બાંધકામ મોટા ભાગના બાંધકામોમાં આજની તારીખે ઘણો ઓછો વિકાસ છે સાથે સાથે ઘણા વર્ષો જૂના બિલ્ડીંગો એપાર્મેન્ટ દુકાનો આ બધું ચણતર હજી રહેલું છે જે ભયભીત છે લોકો માટે પણ ભયજનક છે ગમે ત્યારે તૂટી શકે છે અને સૌથી મોટો સમસ્યા ગુજરાતના બિનકાયદેસર બાંધકામ છે જુનાગઢ રાજકોટ અમદાવાદ જેવા મોટા મોટા શ શહેરોમાં પણ બિનકાયદેસર અને ગેરકાયદેસર રીતે બનાવેલા બાંધકામો ઘણા છે જે સરકારના ચોપડે નથી લોકોએ ખોટી રીતે લીધેલા છે પણ એવા ઘણા બાંધકામો છે જેનું કોઈ નિવારણ નથી જેના કારણે ગામના રસ્તાઓ નગરપાલિકાઓ અને પબ્લિકને મોટાભાગે લોકોને ઘણી સમસ્યા થતી હોય છે રસ્તા નાના રહે છે ખાડાઓ વધુ રહે છે ખાડા પુરાતા નથી જેના કારણે ટ્રાન્સપોટેશન પણ ઘણું ખરાબ રહે છે બીજો મોટો ઇશ્યુ ગુજરાતમાં સ્પર્ધાત્મકનો છે ગુજરાતમાં સરકારી ભરતી માટે એટલા લોકો એલિજીબલ કરે છે પરીક્ષા માટે ભાગરૂપે મળવું પણ ઘણી મુશ્કેલ છે જોબ ત્રીજું ગુજરાતનો મોટો પડકાર અને સમસ્યા છે મેડિકલ સિસ્ટમ કેમ કે દવાખાના સરકારી દવાખાનાનું એટલું સ્ટ્રક્ચર સારું નથી કે જે એને આપણે પડકારરૂપ કે લોકો ત્યાં જઈને સારી રીતે સારવાર મેળવી શકે સારવાર ન મળવાથી લોકોને પ્રાઇવેટમાં જાવું પડે છે પ્રાઇવેટ જે મન ફાવે તેવો ભાવ લઈ શકે છે આ ગુજરાતના મુખ્ય પડકારો છે આ સિવાયના ગુજરાતમાં આજની સમયે જે વિકાસ થવો જોઈએ નગરપાલિકા મહાનગરપાલિકા ખેતી તરફથી તેનો સપોર્ટ સરકાર તરફથી ઘણો ઓછો છે એટલે લોકો નવો ધંધો કરવામાં અથવા કોઈ વિકાસ કરવા માટે વિચારી રહ્યું છે જેના કારણે મોટા ભાગના યુવાનો યુવા પેઢી આજની તારીખે તૈયારી કરી અને વિદેશ જવાની તૈયારી કરે છે મોટા ભાગનું યુવાધન અમદાવાદ મહેસાણા વલસાડ સુરત બાજુનું યુવાધન ભારત મૂકીને બહાર જવાની વધુ તૈયારી કરે છે ત્યાં ગમે તે કામ કરશે બટ તેઓને ભારતમાં કે ગુજરાતમાં રહેવું નથી આ બધા પ્રશ્નોના લીધે સૌથી વધુ નાના સિટીનું એક પડકાર અને સમસ્યા છે રેલ્વે ફાટક રેલ્વે ફાટક ગામમાં હોય જેના કારણે પબ્લિકનો ડેઈલિ વીસ વાર ફાટક બંધ થાય છે તો વીસ વાર સો સો લોકોની ત્રીસ ત્રીસ મિનિટ બગડે છે તો આ ઘણો ટાઈમ કન્ઝ્યુમીંગ છે ઈવન જ્યારે જ્યારે ફાટક બંધ થાય છે તો ત્યાં એમ્બ્યુલન્સ હોય હોસ્પિટલમાં કોઈ ઇમર્જન્સિ હોય એ બધા વાહનોને પણ ત્યાં જ ઊભું રહેવું પડે છે જે કોઈકને જાનહાનિ પણ થઈ શકે છે તો આ બહુ મોટો ઇશ્યુ છે